પરિવારમાં જેમ પુરુષની જરૂરત છે તેવી રીતે મહિલાની પણ જરૂરત છે પુરુષ અને મહિલા એક જ સિક્કાના બે પહેલું છે જેટલી પરિવારમાં પુરુષની જરૂર પડે છે તેટલી મહિલા વગર પણ ઘર ચાલતું નથી પુરુષ જેમ સવારથી સાંજ સુધી જેમ નોકરી કરે છે અને પૈસા જે કમાય છે તો એવી રીતે મહિલાની ભૂમિકા પણ ખૂબજ મહત્ત્વની છે તે પણ ઘરને સંભાળે છે ઘરમાં બધું કામ કરે છે નાના બાળકોનું ધ્યાન રાખે છે સાસુ સસરાની સેવા કરે છે તેથી જ કહેવાય છે કે લેડિસ અને જેન્સ એક સિક્કાના બે પહેલું છે જો પુરુષ સમજદાર હોય છે તો લેડિસને બંનેને વાંધો નથી આવતો અને ઘર સુખેથી ચાલે છે અને જ્યાં લેડિસ સમજદાર છે અને પુરુષ બી સમજદાર છે તો ઘર સરસ રીતે ચાલે છે તો એટલે જ કહેવાય છે કે જેમ જો જેન્સની જરૂર છે તેવી રીતે મહિલાની પણ જરૂરત ખૂબ જ છે પરિવારમાં સુખેથી હળીમળીને રહેવા માટે પુરુષ અને મહિલા બંને ખૂબ સમજદાર હોય છે તો ઘર એકદમ સરસ રીતે ચાલે છે અને નાના બાળકો પણ તેમાં સચવાઈ જાય છે